મેં કીર્તિદાન ગઢવીને લાઈવ સાંભળેલા છે રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકો અને ત્યાં ગધેથડ ગામ છે જ્યાં ગાયત્રી માતાજીનું ખૂબ સરસ મંદિર છે વેણુ નદીને કિનારે ત્યાં બાજુમાં વેણુ ડેમ છે ત્યાં માતાજીના જે પાંચ સો એકાવન કુંડી યજ્ઞ હતો ત્યારે કીર્તિદાન ગઢવી ડાયરામાં આવેલા અને કીર્તિદાન ગઢવી ડાયરામાં આવેલા અને મેં ત્યાં તેમને લાઈવ સાંભળેલા મારું ગામ પણ ત્યાંથી થોડુંક જ નજીક છે ને અમે તેમને સાંભળવા લાઈવ ગયા હતા સાંભળીને કીર્તિદાન ગઢવીને ખૂબ મજા આવી એમાં પણ જે મોગલમાંનું મને મનગમતું ગીત છે લળી લળી પાયે લાગુ કે મોગલ માડી તું ધીંગો ધણી અને મારી મોગલ મા ને બાપ સાજા તાજા સૌ સુખી મારી મોગલનો પરતાપ મા તું ચૌદ ભુવનમાં રહેતી માડી ચૌદ ભુવનમાં રહેતી હુંડળમાં આભ લેતી હુડળ એટલે કડલ કડલ મિન્સ હગ કરવું બથ ભરવી માડી ચૌદ ભુવનમાં રહેતી હુડળમાં આભ લેતી હે છોરુંડાને ખમ્મા કહેતી મારી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માંગું ઓ મારી મોગલ માડી હે મોગલ છે દેવ એવી સૂર નર નરે સેવી તુને કેવડી ક કહેવી માડી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માંગુ મારી હે મોગલ મા એ ગીત એ ગીત માતાજીની ચરજ એ મને બહુ ગમતું ત્યાર બાદ છે કીર્તિદાન ગઢવીનું કોક સ્ટુડિયો સાથે આવેલું અ મારી લાડકીને ખમ્મા ઘણી એ એ સોંગ પણ મને ખૂબ ગમે એ પણ ત્યાં તેમને ગાયું હતું એટલે એ ગીત પણ મને ખૂબ વહાલું છે અને હવે હું જીવનમાં કોઈને લાઈવ સાંભળવા માંગતો હોય તો એ છે આદિત્ય ગઢવી જેઓ ખૂબ સારી એવી સંગીતમાં નોલેજ ધરાવે છે અને એનો લાઈવ કોન્સર્ટ હું બહુ સાંભળું છું એમના જે કાનુડાના ગીતો છે એમના જે કાનુડાના ગીતો છે કૃષ્ણ ભગવાન ચાલ્યા હે દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારાવાળો વેશ ગીત મને ખૂબ ગમે છે એ આદિત્યભાઈ ગઢવીને હું હવે હવે પછીને ક્યારે મોકો મળશે તો હું એમને લાઈવ સાંભળવા માંગીશ થેન્ક યુ